હલો હા એમેઝોનમાંથી બોલો છો જી જી સ્વપ્નિલ બોલી રહ્યો છું હા અરે મારો એક ઓર્ડર છે જરા ઓર્ડર નંબર ચેક કરો ને પાંચ શૂન્ય શૂન્ય ત્રણ ચાર સાત બે ત્રણ નહીં બે છેલ્લે બે હા હા હા હા એ યસ એ હા હા બરાબર છે બરાબર છે એક ભૂરા કલરનું જીન્સ છે હા હવે છે ને સાહેબ આપણે મંગાવ્યું ને ત્યારે તમે વાંચશો ને તો એમાં લખ્યું છે સ્પષ્ટપણે કે એ પેલો સ્ટ્રેચેબલ છે એટલે ખેંચી શકાય ને બંને બાજુથી એવું છે પણ હવે જે વસ્તુ આવી છે એ પ્રમાણે આવી નથી તો જરા ચેક કરાવજો ને શું ના ના મેં મેં ઓલરેડી કમ્પલેન નાખી જ દીધી છે પણ એના ઉપર કંઈક રિવર્ટ આવ્યું નથી એમાં તમારે ત્યાંથી મને એવો મેલ આવ્યો તો કે અમે ચેક કરીને તમને જણાવીશું પણ હજુ સુધી કંઇ આવ્યું નથી ઈનપુટ એમનું હા એટલે હા મને ખ્યાલ છે તમારી રિટર્ન પોલિસી એક અઠવાડિયાની છે પણ ત્રણ દિવસ ઓલરેડી થઈ ગયા છે એટલે આમાં ના ના એટલે મારૂં કહેવું શું આપનું નામ શું છે હા તો સોહિલ ભાઈ મારૂં આમાં કહેવું એવું છે કે આ વસ્તુ પછી શું થાય છે મારે પહેલાં પણ તમારી જોડે અનુભવ થયો છે કે એક અઠવાડિયું થઈ જાય છે ને પછી તમે લોકો એને રિટર્ન નથી કરતાં હા તો એ જરાક જોવડાવી લો ને એટલે ક્યાં અટક્યું છે ના ના પહેર્યો જ નથી હજુ એક વાર ટ્રા હા ટેગ વેગ બધુ બરાબર છે સાહેબ જેવો આવ્યો એવો પેક જ રાખ્યો છે ટેગ વેગ બધુ સહી સલામત છે તો એક વાર જરા તમે હા ચોક્કસ ચોક્કસ હા ના ના પેકિંગ વેકિંગ રાખ્યું છે તમે જે પ્રમાણે ના ઉપરનું પેલું પ્લાસ્ટિક ખાલી ફાટ્યું છે પણ જે પ્રમાણે પેકિંગ હતું ને એ મુજબ જ છે એટલે જીન્સમાં કોઈ ડાગા ડુઘી પેહેર્યો હોય કંઇક લેબલ બેબલ બધું બરાબર છે હા હા હા ચોક્કસ ચોક્કસ તો પ્લીસ જરા જોવળાવી લેજો અને કંઇક પણ અટકે તો હું કાલે તમારે ત્યાંથી આવી જશે એજન્ટ હા તો મને મેં જે કૅમ્પલેન નોંધાવી છે ને એના ઉપર ખાલી તમે રિવર્ટ કરી દેજો ને મોકલી આપજો ઓકે ઓકે થેન્ક યુ